પાંચ લાખ પાંચ હજાર પાંચસો ચાલીસ બે લાખ ત્રીસ હજાર બસો વીસ ત્રણ લાખ ત્રેવીસ હજાર બસો ચાલીસ છ લાખ એંશી હજાર નવ લાખ એંશી હજાર બસો વીસ